મારે અહીંયા પી એમ કે વી વાય અભ્યાસક્રમમાં નોંધણી કરાવવા માટે અને જોઇનિંગ કરવા માટે પ્રોસેસ કરવો છે મારા એક ફ્રેન્ડે પણ આની અંદર જોઇનિંગ કરેલું છે બટ મારે જે એક પ્રોજેક્ટની અંદર કામ કરવું છે હોટલ મેનેજમેન્ટનાં કામની અંદર એમાં કઈ રીતના મારે એક સબ્જેક્ટ સિલેકટ કરવાના કઈ રીતના એની અંદર આગળ વધવાનું એની મને કોઈ ડિટેલ કે પૂરેપૂરી માહિતી મને મળતી નથી મારા ફ્રેન્ડની મેં વાત કરી બટ એનો આખો લાઇન અલગ છે ને એણે જે સિલેકટ કર્યું હતું એનું સિવિલ વર્કનાં રિલેટેડ કામ ઇ કામની અંદર એને ઇન્ટરેસ્ટ પણ છે અને એને કરેલું પણ છે બટ મારું જે આ હોટલ મેનેજમેન્ટ રિલેટેડ વર્ક છે એમાં મારે કઈ રીતના આગળ વધવાનું અને આ કઈ રીતના આની અંદર ફીઝ લેવામાં આવતી હોય છે કઈ રીતના એ લોકોનું સિલેક્સન થતું હોય છે કઈ રીતના એ લોકો આ અભ્યાસક્રમની અંદર બધાને સક્સેસફૂલી સર્ટિફાઇડ કરીને આગળ કામ કરવા માટેના ચાંસ આપે છે કે કઈ રીતના પ્રોજેક્ટની અંદર એ લોકો બિઝનેસ સ્ટાટ કરવા માટે લોન આપી રહ્યા છે એની મને કોઈ નોલેજ છે નહીં તો આમાં પસંદગી કઈ રીતના કરવામાં આવે છે અને કઈ રીતના આની અંદર આપણા પસંદગીનાં કામ પ્રમાણે આગળ વધી શકીએ એની ડિટેલમાં જો માહિતી મળી શકે તો વધારે સારું